હેલો હા સમ તમે ઉબેરમાંથી બોલો છો હા તો સર મારે રિક્ષાનો ઓડર કરવાનો હતો મારે બે રિક્ષા જોઈએ છે મારે છેને બાપુનગરથી અક્ષરધામ જવાનું છે અને અમે છથી સાત લોકો છીએ અને એ પણ મારે બે ત્રણ બે દિવસ પછી જોઈએ છે રિક્ષા હા તમે તો એનું ભાડું શું લેશો એક રિક્ષાના સાતસો રૂપિયા એવું હા તો મારે ત્યાં જઈને આપવા પડશે કે પહેલાં આપી દેવા પડશે ભાડું હા તો મારે બે ઓટોની જરૂર છે હા તો ટાઈમ છે દસ વાગે દસ વાગે આવી જજોને કન્ફોર્મ દસ હા સર હા તો મારે બે ઓટો જોઈએ છે ઓકે ઓકે